હેલો હા શુભ જ્વેલરેમાંથી વાત કરું છું બોલોને સર

તમારે કઈ જ્વેલરી લેવાની છે સોનાની ચાંદીની ડાયમંડ ની અમારે અલગ અલગ ટાઈપની આવે છે અલગ અલગ ડિઝાઇનમાં છે સોનાની છે સિલ્વર છે પછી ડાયમંડની છે તમને ક્યાં ટાઈપની જોઈએ છે

હવે માર્કેટ રેટ સોના કરતા સિલ્વરનો સસ્તો છે હા સાડા ત્રણસોથી ચાલુ થાય છે અને તમારે કોના માટે લેવી છે ઓકે ઓકે તો પછી તમે એમના માટે ચાંદીના પાયલ છે પછી કુંડલ છે વીંટી છે પછી ચાંદીના આવે પાતળા પાતળા મસ્ત નેકલેસ એટલે ગળાના હાર નીકળ્યા છે તે પણ તમે ખરીદી શકો છો કાકા ઓકે વાંધો નહીં તો હું તમને એડ્રેસ મોકલી આપું છું મારી દુકાનનું બરાબર તો તમે એ એના પર એ એ સરનામા પર આવી જજો અને ત્યાં આવીને કહેજો કે મારે નિધિ મેડમથી મળવું છે બરાબર હા મારું રેફરન્સ આપજો એટલે હું તમને વધારે ડિસ્કાઉન્ટ કરી આપું અને અમને તમે લોકો દસ દસ અ તોલાથી વધારે અગર ચાંદી તમે ખરીદો છો તો એના પર તમને ગિફ્ટ મળી જશે હા હા થેન્ક્યુ